આમ ધાર્મિક સ્થળોમાં તો બહુ બધા ધાર્મિક સ્થળો છે અને એમાં બધાનું અલગ અલગ સાંસ્કૃતિક પ્રસંગ હોય છે અને બધા જેમકે મુસ્લિમ હોય હિંદુ હોય પારસી હોય કે પંજાબી હોય આ બધાં લોકોનું સાંસ્કૃતિક કે ધાર્મિક આ બધું અલગ અલગ હોય છે જેમકે મંદિરમાં આપણે ભજન ગાવા જઈએ છીએ પછી ભજ પછી કિર્તન ગાવા જઈએ છીએ અને પછી રવિવારી આમ પ્રાર્થના કે સભા કરવા જઈએ છીએ મસ્જિદમાં સામુહિક પ્રાર્થના કરવા જઈએ છે નમાઝ પઢવા જઈએ છે